ઓકે શું કોલિફિકેશન છે મેડમ તમારું

હમ્મ

ઓકે

ઓકે કેટલો અનુભવ છે મે

બરાબર છે હમ્મ હમ્મ મળી તો જશે મેડમ આ ટાઈપના ફિલ્ડમાં અમે લોકો પણ કામ કરીએ છીએ ને ઘણાં બધા પ્લેસમેન્ટ અમે લોક પણ અમુક અમારી કન્ડીશન હોય છે કે ભાઈ અ જે તમારું સીટીસી ફિક્સ થશે એના પરસેન્ટ અમે લોકો એટલે ફીસ લઈશું પોઇન્ટ થ્રી થ્રી તમારો જે સીટીસી હોય ને જેમ એક લાખ વીસ હજાર બાર મહિનાના થયા બરાબર એ પોઇન્ટ થ્રી થ્રી એટલે આ એક્સઝામ્પલ તમને આપું છું તમારી સેલરી માન લો કે પોઇન્ટ થ્રી થ્રી એટલે લગભગ એ જ છે તમે કેલ્ક્યુલેટ કરશો ને હલો હા હા હા હાજી હાજી હાજી હાજી વન ટાઈમ જોબ મળે બસ હા એક જ વખત પછી ના ના ના ના ના ખાલી તમારે જોઇંનિંગના ટાઈમે જ અમે લઈશું બસ

હમ્મ કરેક્ટ કરેક્ટ કરેક્ટ બરાબર

ઓકે તમે તમારું અમારો આ જ નંબર એના ઉપર મોકલી દો અને હું હમ્મ ઓકે